હા હું શાર્ક ટેન્ક શોથી વાકેફ છું શાર્ક ટેન્ક એક એવો શો છે જેનાથી ઘણા લોકો પ્રેરિત થયા છે ઘણા લોકોને એમનો ધંધો કે એમને નવું કંઈક સ્ટાર્ટઅપ કરવું હોય છે એના માટે એ લોકો મદદ કરે છે શાર્ક ટેન્ક એક એવો શો છે કે જ્યાં તમે જઈ શકો છો શોમાં અને ત્યાં આગળ એ તમે તમારા વ્યવસાય એટલે કે ધંધો કે તમે જે પણ સ્ટાર્ટઅપ કરવાના છો એના વિશે તમે તેમને જાણ કરી શકો છો એ તમારું ધ્યાન પૂર્વક સાંભળશે તમારી વસ્તુને ઓળખશે પારખશે તમને ઘણી મદદ કરે ધંધામાં અને તમને ધંધા બાબતે ઘણું શિખવાડશે અને તમને ઘણું જ્ઞાન આપશે અને તમારે પૈસા કે નાણાંની જરૂર હશે તો એ લોકો તમને એ પણ મદદ કરશે જો એ તમારા ધંધામાં રસ લેશે તો એ તમને તમારા કંપનીમાં પાર્ટનર પણ બનવા એ લોકો તૈયાર હોય છે અને શાર્ક ટેન્ક એક એવું પ્લેટફોર્મ છે કે જ્યાં લોકોને ઘણો ફાયદો થયો છે અને મારું માનો તો શાર્ક ટેન્ક એ બહુ સરસ જગ્યા છે અને શાર્ક ટેન્કમાં લોકોને ઘણા ફાયદા થયાં છે અને લોકોને એમનું મનગમતું ધંધો કરવો હોય પણ થોડું ઘણું પૈસાની તકલીફ હોય તો એ લોકો એમાં પણ તમારો કંપનીમાં પાર્ટનર બને છે અને તમને મદદ કરે છે